મેં આગ ઉપર સીધી આગ મતલબ કે ચૂલા ઉપર રાંધેલું છે એમા પણ સ્પેસ્યલ એક સમય આવ્યો હતો કે જ્યારે હું મારા પરિવારની સાથે અને અમારા અમુક મિત્રોની સાથે હું ફરવા માટે એક ફાર્મહાઉસ પર ગએલી હતી ત્યાં અમે એક કૂક હતો જેને અમે રાખેલો હતો અમારા જમવાનું બનાવવા માટે પણ એ સમયે એ કૂકને એક અર્જન્ટ કામ મતલબ કે એક જરૂરી કામ આવી ગયું હતું તો તેના માટે તેને અર્જન્ટલી જવું પડ્યું હતું ત્યારે આમ મને એવું થયુ કે હવે આ કઈ રીતે બનશે જમવાનું કારણ કે ત્યાં નહતો ગેસ કે નહતું ઇન્ડક્શન ત્યાં હતું સીધી આગ મતલબ કે ચૂલો જે ગામડામાં જેની ઉપર અત્યારે પણ ઘણા ગામડાઓમાં જમવાનું બનાવામાં આવે છે પણ એ થોડુંક મારા માટે મુશ્કેલ હતું કારણ કે મેં કોય દિવસ હજી સુધી એ ચૂલા ઉપર હજી સુધી મેં બનાવેલું કંઈ પણ નહોતું કારણ કે એ થોડુંક અલગ પડી જતું હતું કારણ કે ગેસ ઇન્ડક્શન એ છે એ રોજબરોજની આપણે આપણી રોજીંદી ક્રિયામાં આપણે એને યુઝ કરીએ જ છીએ પરંતુ ચૂલાના હજી સુધી આપણે યુઝ કરેલો ન હોય કારણ કે સીટીમાં રહેતા હોય એટલે સીટીમાં ગેસ અથવા ઇન્ડેક્શન જ વપરા વાપરવામાં આવે છે ચૂલા ઘણી જગ્યાએ તમને નહીં જોવા મળે ત્યાં ખાલી ગેસ અથવા ઇન્ડેક્શન જ જોવા મળશે કારણ કે ત્યાં ચૂલા નથી હોતા કારણ કે ત્યાં અત્યારે લોકોનું વર્ક છે કહીએ એવું છે કે તમે જેટલું બની શકે એટલું જલ્દીથી કામ તમારું થઈ જાય એ પહેલાં જોવામાં આવે છે તેની ગુણવત્તા કે તેનો કેવો ઉપયોગ છે શું છે એ નથી જોવામાં આવતું તો આ હું પાછી મારી વાતે આવું હું મારા ફ્રેન્ડ્સની સાથે અને મતલબ મારા અમુક મિત્રોની સાથે અને મારા પરિવારની સાથે હું ફાર્મહાઉસ પર ફરવા ગઈ હતી એ પણ સાસણ ગઈ હતી પરંતુ ત્યાં જે માણસ અમે રાખેલો એક કૂક મતલબ રસોઈઓ હતો એ અચાનક બીમાર પડ્યો એને અચાનકથી ઇમરજન્સીમાં જવું પડ્યું તો અમારે જમવાનું તો અમારે જ બનાવવાનું હતું એ જમવાનું અમારે બનાવું થોડુંક અઘરું પડ્યું હતું સીધી આગ ઉપર મતલબ ચૂલા ઉપર બનાવવાનું હતું એટલે તો અમે નક્કી કર્યું કે એક કામ કરીએ બધા એકબીજાની મદદ કરીએ તો તેના માટે અમે ઓરોનો રોટલો ઓરો અને રોટલો બનાવાનું નક્કી કર્યું તો એના માટે મારા પપ્પાએ મારા ભાઈએ મારા મમ્મી અને સ્પેસીયલી મારી ભત્રીજીએ મને મદદ કરી મને કહ્યું કે અમે પણ તારી મદદ કરીશું મારા પપ્પાએ મને લસણ ફોલી દીધું મારી ભત્રીજી એ મને રીંગણા લઈ આવી દીધા અને મારા ભાઈએ ને મારા મમ્મીએ લસણ સુધારી દીધું ત્યારબાદ ચૂલો પ્રગટાવ્યો ચૂલો પ્રગટાવ્યા બાદ અમે તેની ઉપર જે રીંગણા હતા તેને શેકવા મૂક્યા એ રીંગણા શેક્યા બાદ તેને અમે તેના ઉપર રોટલા બનાવાના ચાલુ કર્યા પરંતુ ઘણી મુશ્કેલી પડી કારણ કે અમે હજી સુધી ચૂલાનો વપરાશ કરેલો ન હતો તેમાં ખૂબ જ ધુમાળો હોય છે એ ચૂલાને અગ્નિ વધારે પ્રગટાવવા માટે એક પાઇપ આવે છે એ પાઇપમાં જો ફુંક મારો પાઇપથી ફુંક મારો છો અંદર તો ચૂલામાં તો તેની આગ છે એ વધુ પ્રજવલિત થાય છે તો તેનામાંથી ધુમાડો પણ નીકળે છે તો એ એક થોડુંક અમારા માટે મુશ્કેલજનક હતું કે કઈ રીતે અમારે કરવું અને તે કોઈ વસ્તુ બળી પણ શકે છે અથવા તો ન પણ કૂક સહિત થઈ શકે છે અથવા પણ ન પણ થઈ શકે પરંતુ મારા પરિવારની મદદથી મેં ઈઝીલી કરી લીધું પછી અમે ઓરો બનાવ્યો રોટલો બનાવ્યો અને સાથે મેં કચુંબર પણ કર્યું અને અમે એ બધું ખાધું પણ ખરી અને છેલ્લે અમે તાપણું પણ કરેલું એમાં એટલે અમારા પરિવારને ખૂબ જ મજા પડી પરંતુ ગેસ અને ઇન્ડેક્શનથી એ ડિફરન્ટ છે થોડુંક અલગ છે કારણ કે ગેસ અને ઇન્ડેક્શન છે તેમાં ન તો ફુંક મારવાની જરૂર પડે છે કે ન તો ધુમાડો હોય છે કે ન તો તમારે ધ્યાન રાખવાની કંઈ જરૂર પડે છે ગેસ અને ઇન્ડેક્શન અત્યારે વધુ પડતા પ્રમાણમાં સીટીમાં જ નહીં પણ ગામડામાં પણ આવી ગયા છે અત્યારના જમાનામાં લોકો સ્પેશિયલ ચૂલાનું રાંધેલું ખાવા માટે એક શહેરથી બીજા ગામડા સુધી જાય છે કારણ કે ત્યાં સ્પેશિયલ સ્વાદવાળું તમને જમવાનું જમવા મળે છે જે તેનો ફ્લેવર છે ચૂલાનો તે અત્યારે ગેસ ઉપર મળતો નથી એ સ્પેશિયલ ચૂલા ઉપર જ મળે છે એટલે સ્પેશિયલ જે એનું એના ન્યૂટ્રિશ્યન્સ છે એ બધું તમને ચૂલામાં જ મળશે ના મળશે તમને ગેસ અથવા ઇન્ડેક્શનમાં અને હા ચૂલો છે એ થોડોક તમને ફાયદાકારક પણ કહી શકાય નુકશાનકારક કારણ કે ચૂલામાં ક્યારેક લાકડા બાળવા પડે છેને લાકડા એ જે બાળવા છે એ બેડ કહેવાય છે આપણા માટે કારણ કે એ વૃક્ષો કાપવા ન જોઈએ આપણે વૃક્ષોને કાપીશું તો આપણા ઇન્વાયર્મેન્ટને નુકસાન થાય છે અને ગેસને ઇન્ડક્શનથી એ પ્રોબ્લમ આવે છે કે જે એનુંથી વેજીટેબલ છે જે શાક છે એના ન્યૂટ્રિશ્યન્સ છે એ ઘણા ઓછા થઈ જાય છે એટલે ચૂલો પણ સરસ છે રાંધવા માટે અને ગેસ ઇન્ડક્શન પણ છે